હું જ્યારે કુર્તી અથવા બ્લાઉઝ સિવતી હોઉં છું ત્યારે ડિઝાઇન માટે ઓનલાઈન ફોટા જોઈ લેતી હોઉં છું અથવા બહારની બીજી સ્ત્રીઓની કોઈ પણ પેટન મને ગમે એ યાદ રાખી અને એ રીતની બનાવવા હું પ્રયત્ન કરું છું કંઈક નવી પેટન દર વખતે બનાવા માટે હું મારી અંતરસૂઝ વાપરું છું અને નોટમાં દોરીને ગ્રાહકને બતાવું છું એ પસંદ કરે ત્યાર બાદ જ સીધું સિવું છું ઓસ્વાલ એ મારી મનપસંદ બ્રાન્ડ છે અને મિસો ઉપરથી પણ ડિઝાઇન જોતી રહું છું